આમ તો ભારતમાં દરેક જગ્યા દરેક રાજ્યમાં ફરવા જેવી જગ્યાઓ છે જ અને દરેક જગ્યાની કોઈકને કોઈક ખાસિયત હોય છે દરેક જગ્યાએ ફરવું ગમતું જ હોય છે દરેક જગ્યાની કંઈકને કંઈક વિશેષતા છે પણ જો વાત ખાલી એક રાજ્યની કરવામાં આવે તો મારા માટે મારું પસંદનું રાજ્ય છે ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ કારણ કે મારા મારી પસંદગી હંમેશાં ફરવા લાયક સ્થળોમાં મંદિરો પર આવીને જ ઉભી રહે છે મારા મત મુજબ મંદિર એ એવી જગ્યા છે જ્યાં માનસિક શાંતિ પણ મળે છે તેમજ આજુબાજુમાં તમને બાગ બગીચાઓ પણ મળી જાય છે તો ફરવાનું ફરવાનુંય થઈ જાય દર્શનના દર્શન પણ થઈ જાય અને માનસિક શાંતિ પણ થઈ જાય તો તમે તેને યાત્રા પણ કઈ શકો છો ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશથી દરેક જગ્યા જ્યાં હું ફરેલી છું જ્યાં હું ગયેલી છું તે દરેક જગ્યા મને ગમે છે ઉત્તર પ્રદેશમાં મુખ્ય મારા માટે પસંદનું જગ્યા છે હરિદ્વાર ગંગાઘાટ ગંગા આરતી તેમજ હરિદ્વારના નાના મોટા અનેક મંદિરો તેમજ તે હરિદ્વારની બાજુમાં આવેલા લક્ષ્મણ ઝુલા બે માતાજીના મંદિર જે ટેકરી પર આવેલા છે આ ઉપરાંત ઋષિકેશ ઋષિકેશ એ જગ્યા જ્યાં તમને પવિત્રતાનો અનુભવ થાય છે મનની શાંતિ મળે છે મુસાફરીનો આમ જોઈએ તો અંતિમ ધ્યેય એ જ છે કે તમે તમારા મનની શાંતિ મેળવો અને મનની શાંતિ જ્યાં મળે તે તમારી સૌથી સારામાં સારી મુસાફરીની જગ્યા ગણવામાં આવે છે તો ગોવા મસૂરી કશ્મીર કોઈ પણ સ્થાને જાવ પણ જો તમને ત્યાં માનસિક શાંતિ નથી મળતી તો તમને ત્યાં ફરવા જવું ક્યારેય નહીં ગમે જયારે ઉત્તર પ્રદેશ એ એવી જગ્યા છે જ્યાં માનસિક શાંતિ મળે છે આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં અલગ અલગ શહેરો જેમ કે મથુરા મથુરા છે ગોકુળ છે વૃંદાવન છે જ્યાં કૃષ્ણએ પોતાનું બાળપણ વિતાવેલું છે જ્યાં કૃષ્ણ પોતે રહેલા છે તો તે દરેક જગ્યાએ મને મુસાફરી કરવી ગમશે કારણ કે ત્યાં મને મારા કૃષ્ણના હોવાનો અહેસાસ થાય છે ત્યાં મને મારા કૃષ્ણ છે ત્યાં મારા રાધા તેમજ તે મારા મનને શાંતિ મળે છે ત્યાં જઈને સારું એવી અનુભૂતિ થાય છે ઈશ્વર સાથેના મિલનની અનુભૂતિ થાય છે ત્યાં ગયા પછી તમારી આત્માને જે ઠંડક મળે છે તમે તમને એવું જાણે કે અનુભવાય છે કે હવે બસ આગળ કંઈ જરૂર જ નથી તમે તમારી મુસાફરીની મંઝીલ પર પહોંચી ગયા છો તમને આગળ કયો રસ્તો છે શું છે તેના વિશે કંઈ જાણવું જ નથી અને બસ ત્યાં જ તે ઠરી જવું છે તો ઉત્તર પ્રદેશ એ એવી જગ્યા છે જ્યાં કૃષ્ણ પણ છે અને રામ પણ છે અને શિવ પણ છે જો શિવની વાત કરવામાં આવે તો કાશી કાશી ગંગા ગંગા ગંગા ગંગા નદી કાશીમાં પણ છે ઈટ મીન્સ કે ત્યાં પણ મનીકર્ણીકા ઘાટ જે જીવનની વાસ્તવિકતાથી તમને પરિચિત કરાવે છે તમને બતાવે છે કે તમારા જીવનનો અંતિમ ધ્યેય અંતિમ લક્ષ્ય તો ગંગા સોરી મનીકર્ણીકા ઘાટ જ છે કે તમારા અસ્થિમાં જ તે ભળી જવાનું છે તો ત્યાં તમને તમારા જીવનની વાસ્તવિકતાથી તમને પરિચય કરાવે છે તો તે સ્થાન પર પણ તમને એક શાંતિ એક અનુભૂતિ મળે છે તમને પરમાત્મા સાથેનું તમે જોડાણ ત્યાં અનુભવી શકો છો તો શિવ માટે તો કાશી થઈ ગયું કૃષ્ણ માટે મથુરા ગોકુળ વૃંદાવન થઈ ગયું હરિદ્વાર તો દરેક દેવી દેવતાઓ માટે છે અને રહી વાત તો મારા રામની તો રામ માટે અયોધ્યા અયોધ્યા જ્યાં રામનો જન્મ થયો છે રામ રામરાજ્ય જેને કહેવામાં આવે છે એક આદર્શ રાજા એક એક રાજા અને એક રાણી જેની પ્રેમ કહાની જેની આજકાલના લોકો પોતાના જીવનમાં આદર્શ માને છે કે રામ જેવો પતિ જોઈ છે કે સીતા જેવું ચારિત્રવાન જીવન જોઈ છે તો અયોધ્યા એ એવી જગ્યા છે

અનેક મંદિરો છે હનુમાન ગઢી પણ છે તો ત્યાં પણ તમને ઈશ્વરનું હોવાનો અનુભવ થાય છે આમ જોઈએ તો ઉત્તર પ્રદેશના કણ કણમાં તમને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે કૃષ્ણ રામ અને શિવ ત્રણેય અગત્યના દેવતાઓ જે ત્રણેયનો મુખ્ય મંદિરો મુખ્ય સ્થાન તમને ઉત્તર પ્રદેશમાંથી મળી રહે છે તો ભારતમાં જો માત્ર એક જગ્યા પસંદ કરવાની હોય જ્યાં મારે મારું સંપૂર્ણ જીવન જો પણ પસાર કરવા માટે કહેવામાં આવે તો એ ઉત્તર પ્રદેશ માત્રને માત્ર ઉત્તર પ્રદેશ જ એક એવું સ્થાન છે જ્યાં તમે તમારી માનસિક શાંતિ અનુભવી શકો છો તો મારા માટે ઉત્તર પ્રદેશ એ સૌથી અગત્યનું છે કારણ કે ત્યાં મુસાફરીની મુસાફરી પણ છે જાત્રાની જાત્રા પણ છે હરવા ફરવાનું પણ છે અને જોવાલાયક સ્થળો પણ એટલા જ છે ત્યાં મ્યુઝિયમ ને એવું બધું પણ છે બાગ બગીચાઓ પણ છે અને મંદિર પણ છે તો કહેવાય ને કે બધી વસ્તુનો એક જગ્યાએ સમન્વય મળતો હોય તો એ ઉત્તર પ્રદેશ છે તો ઉત્તર પ્રદેશ એ મારા માટે સૌથી પ્રિય રાજ્ય છે ભારતનું બાકી આમ જોઈએ તો ભારતની દરેકે દરેક જગ્યાએ કંઈકને કંઈક વિશેષતાઓ છે અને દરેક જગ્યા ફરવા માટે યોગ્ય છે પણ માત્ર ઉત્તર પ્રદેશ એક જ એવું સ્થાન છે મારા માટે જ્યાં તમને માનસિક શારીરિક શાંતિ મળે છે અને શાંતિ એ જ તે આમ જોઈએ તો મુસાફરીનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે